હાલમાં ભારત દેશમાં સૌથી વિકટ પડકાર એટલે કે વસ્તી વધારાનો છે અને એના માટે સરકાર ઘણા બધા પ્રયત્ન કરે છે અને તેની સાંભળે ઘણા બધા નિયમો બનાવી અને એ પડકારને પહોંચી વળવા માટે પ્રયત્નશીલ છે તેમજ સીમાનું સીમા ઉપર દબાણ એના એ પડકાર પણ મહત્ત્વનો છે અને એની સામે પણ સીમાનું રક્ષણ કરવા માટે સરકાર અનેક અવનવા પ્રયત્નો કરે છે અને અન્ય રા દેશના લોકો પોતાની સીમામાં પોતાનો હક ન જમાવી શકે એ માટે ત્યાં બોર્ડર ઉપર આપણા સૈનિકો ખડેપગે ઊભા રહી અને આ પડકારનો સામનો કરી રહ્યા છે